હેલ્લો હા નવજીવન હોટેલમાંથી વાત કરું છું અરે નવજીવન હોટૅલમાંથી મેનેજર સુનિતા શર્મા વાત કરું છું બોલો ને શું કામ હતું હા હા હા ક્યારે આવ્યા હતા હા હા તો શું કામ હતું હા તો તમે જે વખતે આવ્યા હતા તમારી ફેમેલી સાથે તો કોણ કોણ આવ્યા હતા હા તો તમે જે વખતે બીલ પેયમેન્ટ કર્યું તો તમારી પાસે કોઈ અ બીલ કે એવું કઈ પ્રૂફ છે તમારી પાસે હા તો તમે મને બીલનો ફોટો અને તમારો નંબર મને વોટ્સઅપ કરી દેજો જો તમારી આ વાત સાચી હશે તો તમારા પૈસા બાકીના જે વધારાના આવી ગયા છે એ અમે તમને પાછા ચૂકવી દઈશું હા હા બેન અને તમે અમારી હોટેલમાં આવ્યા તો અમારી હોટેલની વ્યવસ્થા તમને કેવી લાગી હા અને મેડમ અમારા વેટર તરફથી તમને કોઈ તકલીફ થઇ હોય તો જણાવશો હા અને તમે જે વખતે હોટેલમાં આવ્યા હતા તો તમે કઈ કઈ વસ્તુ ઓર્ડર કરી હતી જો તમને યાદ હોય તો અમને જણાવજો હા હા હા અને અમારા પાર્કિંગની બી વ્યવસ્થા તમને કેવી લાગી કોઈ મુશ્કેલી થઇ હોય એવું કઈ હા તો મેડમ તમારો નંબર અને એ જે તમે બિલનો ફોટો મોકલ્યો છે તે આવી ગયો છે તો હું તમારો મારા કસ્ટમરને જે છે તેમાં હું તમારું ચેક કરી લઉં અને વધારાના પૈસા આવ્યા હોય તો હું તમને ચોક્કસપણે પાછા ચૂકવી દઉં છું હા હા મેડમ અમારા કોઇપણ ગ્રાહકને અમે નિરાશ ક્યારેય નથી કરતા હા તો મેડમ તમારા પ્રિયંકા ઠાકુર નામનું જે બિલ પેયમેન્ટ કર્યું હતું એમાં પાંચ હજાર આવી ગયા છે અને તમે મને કહ્યું હતું તે પ્રમાણે પાંચસો રૂપિયા તમારે પેઅ બિલ પે કરવાનું હતું મેડમ મેં તમારા ચાર હજાર પાંચસો રૂપિયા તમને પાછા ચૂકવી દીધા છે તો તમે તમારા મોબાઇલમાં ચેક કરી લો

સારું સારું જો બીજું કોઈ તકલીફ હોય તો અમને જણાવો હા તો તમે ફરી અમારાં હોટેલમાં પધારશો એવી અમે આશા રાખીએ છીએ

સારું સારું થેંક યુ બેન